સ્થાનિક શાળાઓ બે પ્રકારની હોય છે એક સરકારી અને બીજી ખાનગી સરકારી શાળાની વાત કરીએ તો ત્યાં પ્રવેશ માટે સાત વર્ષનું બાળક હોવું જરૂરી છે અને ભરતી માટે જરૂરી દસ્તાવેજોમાં જોઈએ તો આધારકાર્ડ જન્મનો દાખલો પાસપોર્ટ સાઇઝના ફોટા બેંકના પાસબુકની જેરોક્સ પિતાના રહેઠાણ અને ઓળખાણનો પુરાવો રેશન કાર્ડ વગેરે દસ્તાવેજોની જરૂર પડે છે ત્યાં કોઈ જ પ્રકારની ફી હોતી નથી એકથી આઠ ધોરણ સુધી મફત શિક્ષણ અને બીજા પણ લાભ મળે છે અને ખાનગી શાળાઓમાં વધારે પ્રવેશ ફી હોય છે ત્યાં કોઈ પણ પ્રકારનો લાભ પણ મળતો નથી સ્થાનિક શાળાઓમાં સરકારી શાળા જેવું ભણતર ક્યાંય હોતું નથી તે બાળકનો વિકાસ પણ થાય છે અને સારી એવી લાભ પણ મળી રહે છે